હા હું મને લખવાની ઘણી જ આ સારી આદત છે જે મને ઘણો સપોર્ટ કરે છે જીવનમાં હું ડેલી વોકિંગ પણ કરવાં કરું છું હું ડેલી અડધો કલાક વોકિંગ કરું છું પછી હું યોગા પણ કરું છું જે મને ઘણું સારું લાગે છે જેનાથી આખો દિવસ મારો સારો પસાર થાય છે તેનાંથી મને ઘણુ સારું રહે છે મારાં હેલ્થ માટે પણ ઘણું સારું રહે છે લેખનમાં શિષ્ટ પાલન માટે અક્ષર સારા આવે તેનાં માટે ઘણુ જ પ્રેક્ટિસ કરું છું તેનાંથી જીવનમાં લખવાથી ઘણું પણ સારું રહે છે અને ઘણા બધા જીવનમાં એનાથી ફાયદો પણ થાય છે જે આપણને ઘણી આગળ રીતે ઘણી પણ રીતે મદદ કરી શકે આપણે આપણાં જીવનમાં લખવાનું ઘણું મહત્ત્વ છે જે આપણને આગળ જતાં જીવનમાં ઘણું કામ આવી શકે છે લખવાથી ઘણી બધી આપણે આપણને પ્રેક્ટિસ થાય છે જેનાંથી આપણે આપણાં જીવનમાં ઘણો બધો બદલાવ પણ લાવી શકીએ છીએ લેખકે ખરેખર જીવનમાં અને સમાજ માટે ઘણું સારું રહે છે જે આપણને ઘણી રીતે બદલાવી શકે છે